તહેવારો એ મનુષ્ય જીવનનું એક પર્વ છે એવો ઉત્સવ છે જેના દ્વારા મનુષ્ય પોતાની આગવી જે વિશિષ્ટતાઓ દર્શાવી શકે એ દ્વારા મનુષ્યો પોતાના મનમાં રહેલા જે ભાવો છે એ વ્યક્ત કરી શકે છે અને આ ઉત્સવો દ્વારા હળી મળી અને સાથે સાથે છે સાંસ્કૃતિક પરિવર્તનો પણ લાવી શકે છે ગુજરાતની અંદર સાંસ્કૃતિક તહેવારોની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ એ સૌથી મોટું પર્વ છે એ સિવાય મકરસંક્રાંતિ છે જન્માષ્ટમી છે ઉતાસની છે આ બધા જ પર્વોનું મહત્ત્વ એ ખૂબ જ રહેલું છે મકરસંક્રાંતિની અંદર પુણ્યનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે કે મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલું પુણ્ય એટલે કે દાન ખૂબ અનેક ગણું દાન આપણને ફળ આપે છે એ સિવાય જ્યારે દિવાળી છે જન્માષ્ટમી છે જન્માષ્ટમીની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણ રૂપ વિવિધ આયામો બતાવવામાં આવ્યા છે આ સિવાય કૃષ્ણ પ્રાગટ્ય અને કૃષ્ણ લીલાઓનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ જે અવતર્યા અને અવતરણ દિવસ અને અને ધૂમ અને ધામથી ઉજવવામાં આવે છે આ દિવસે મટકી ઉત્સવ પણ કરવામાં આવે છે આવી રીતે અનેક પર્વોનું મહત્ત્વ રહેલું છે અને આ પર્વો મનુષ્યના જીવનની અંદર કંઈક ને કંઈક રીતે સંકળાયેલા હોય છે